હ હું હું ફે હું તમારી બેબીની ફ્રેન્ડની મમી બોલું છું હા હું તો તમારા ઘરે આવીતીને તો મને તમારા ઘરનું તોરણ અને ફૂડલાખ લખેલું એ બઉજ ગમ્યું તું એ તમે ક્યાંથી લાવ્યા હતા

હં હ બરાબર હા મારે બનાવાળાવું છે ઇ મને બઉ ગમ્યું બઉજ સરસ છે સારું સારું અને જે શ્રીનાથજીનો ફોટો હતો તમારા ઘરે એ જે અંદર એની અંદર જે તમે કરાવળાયું તું બધુ સ્ટોનને એવું બધુ લગાવળાયુ તું એ અલગથી કરાવળાયું તું કે રેડિમેડજ હતું

બરાબર હ બરાબર હ તો હ હ હ હ

હ હ હા હા હા હા હા તો હારું હું આવીશ તમારા ઘરે હો પછી મને લઈ જજો થેન્ક યુ હો હા થેન્ક યુ હો